હા હું ભગવતીબેન બોલું છું સ્ટેમ ક્લાસમાંથી તમારે સ્ટેમ ક્લાસ માટે એડ્મીશન લેવાનું છે ને એની માટે ફોન કર્યો હતો તમે કેટલું ભણેલા છો આપનું નામ શું શુભ અચ્છા આમાં શું છે એન્જીનીયરીંગ કર્યું છું એટલે કે તમે સાયન્સનો જ વિષય લીધેલો છે અને સ્ટેમમાં પણ સાયન્સ ઉપર જ બધું છે અને સાયન્સ વિષે જ બધી માહિતી મળવાની છે એમાં નવા નવા પ્રયોગો અને જેવી એન્જીનીયરીંગની લાઈન છે ને એ પ્રમાણેના જ પ્રયોગો છે એમાંથી નવા નવા આવિષ્કારો બનવવાના એ બધું જ સ્ટેમ ક્લાસમાં શિખવાડવામાં આવે છે સ્ટેમ ક્લાસના અમારા જે ટીચરો જે અમારે બે ટીચરો ત્રણ ટીચરો રાખેલા છે જે તમને ક્લાસ લેશે એમાં જાગૃતિબેન છે દિપ્તી દિપ્તીબેન છે અને ભાવનેશભાઈ છે ત્રણ ટીચરો છે જે એજ્યુકેશન એમનું ખૂબ જ હાઈ લેવલનું છે અને જે સાયન્સના પૂરે પૂરું સાયન્સમાં પ્રોજેક્ટ કરેલો છે અને એમાં જ ભણતર કરેલું છે એ ટીચરો જ હશે અને એમાં સમય છે ને તમારો દસ વાગ્યાથી છે ને બે વાગ્યાનો છે અને એક ત્રણથી પાંચનો ટાઈમ છે એટલે બે ટાઈમનું આમાં હા હા આમાં શું છે તમે જે લાઈન લીધેલી છે એના પર તમે સાયન્સની જ લાઈન લીધેલી છે પણ હા એટલું છે કે તમારી જે લાઈન છે બી પાર્ટ છે એ પાર્ટ બે આવે છે સાયન્સમાં પણ એ વિભાગ અને બી વિભાગ જેમાં સાયન્સમાં તમે સાયન્સમાં જેમાં એન્જિનિયરનું લીધું છે બી એ વિભાગમાં આમાંથી અમે સ્ટેમ ક્લાસમાં છે ને એવી રીતના જ એ પ્રકારનું જ શીખવાડીશું જે તમારી લાઈન લીધેલી છે એમાં પણ આમાં શું છે કે તમને સ્કોપ એ સારો છે કે આના જે બેસિક ઉપર તમને જ્યાં બી પ્લેસમેન્ટ મળશે તે અહીંથી બહુ સારું મળશે આમાંથી પ્લેસમેન્ટમાં શરૂઆતથી જ તમને સારો એવો પગારદાર અને સારી એવી રીતના તમારું ધ્યાન જેટલું સારું હશે એટલો જ ત્યાં સારો પગારદાર અને સારી એવી સ્પિચ પણ તમને મળશે અહીંથી આ એક્ઝામ છે અમે સર્ટિ પણ આપીએ છીએ અને એની સાથે સાથે અમે ત્રણ હજાર ફીસ લઈએ છીએ બીજું કે આજે છે એ ત્રણ મહિનાના જ કોર્સ છે ત્રણ મહિનાના કોર્સમાં પછી તમને સર્ટિ પણ મળશે ઇન્ટરનેશનલ લેવલે જ્યાં પણ તમારે કરવી હોય ત્યાં અમે પ્લેસમેન્ટ પણ કરી આપીએ છીએ અગર તમારી ઈચ્છા હોય તો અમે મોટા મોટા અમારા ઉદ્યોગપતિઓ છે જે એમાં એની કંપનીઓ છે એની સાથે અમે ટાઈપ અપ કરેલું છે જેનાથી તમને પ્લેસમેન્ટ પણ બહુ સારું મળશે હા તો કંઈ વાંધો નથી આમાંથી તમને સર્ટિમાં વિદેશમાં તમે આરામથી કરી શકશો અને આ સર્ટિના કારણથી તમને વિદેશમાં જોબ પણ સારી મળી જશે અને અમારા એક એક ત્યાંની અમારી એક સારી એવી કંપનીનું બી ત્યાં વિદેશમાં ચાલે જ છે અગર તમારે આ પૂરું થઈ જાય તો તમને ત્યાં પ્લેસમેન્ટ કરવાની પણ વ્યવસ્થા અમે કરી દઈશું નહીં નહીં જેવું જેમ કે જેવું એન્જિયરની એન્જિયરની સાથે તમે ડબલ પ્લસમાં કરો છો તો તમને હાઈ લેવલની જ રહેશે હા બેસિક તમને સ્ટાર્ટિંગ જ સારું જેવું તમે નોર્મલમાં લ્યો છો એના કરતાં તો સારું રહેશે જ પેકેજ સારું હોય છે બીજું શું છે કે સાયન્સના જેટલા પણ પ્રયોગો છે નવી નવી ટેકનોલોજીઓ છે નવા નવા સાયન્સ જે બી પ્રયોગો એની સાથે સાથે સાયન્સની નવી નવી ટેકનોલોજીઓ છે એની સાથે નવા નવા જે આવિષ્કારો છે એ બધું જ એમાં તમને શીખવાડવામાં આવશે સારું તમે પૂછી અને જે બી હોય એ કો ફોન કરજો બરાબર હા સારું હા થેન્ક યુ